મારે મારું ઈમેલ એડ્રેસ બદલવાનું છે પાનકાર્ડમાં એના માટે સૌપ્રથમ મેં નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયા એપ્લિકેશન ખોલી ત્યારબાદ એમાં મને પાનકાર્ડ નંબર પૂછવામાં આવ્યો તો મેં એ બી પી પી યુ એક ત્રણ બે છ બી નાખ્યો પછી મોબાઈલમાં ઓટીપી આવ્યો એક બે ત્રણ ચાર એ નાખી મેં લૉગિન કર્યું ત્યારબાદ અંદર જુદા જુદા વિભાગ હતા એમાંથી મેં અપડેટ નામનું વિભાગ પસંદ કરી અને એમાં મારા જૂના ઈમેલ એડ્રેસ કે જે બક્ષી એક બે ત્રણ એટ જીમેલ ડોટ કોમમાંથી નવું કે જે ઉપાધ્યાય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નાખ્યું ત્યારબાદ ફરીથી એણે મને પૂછ્યું એટલે મેં ફરીથી કે જે ઉપાધ્યાય એટ ધ એટ જીમેલ ડોટ કોમ નવું ઈમેલ એડ્રેસ નાખ્યું ત્યાર પછી ઓકે બટન દબાવ્યું આ રીતે મારી નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયા એપ્લિકેશનમાંથી મારી પાનકાર્ડની પ્રક્રિયા ઈમેલ એડ્રેસ બદલવાની પ્રક્રિયા મેં પૂર્ણ કરી